મને પુસ્તકો વાંચવા ગમે છે જેમાં સ્વામિનારાયણ ધર્મમાં પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર એ પુસ્તક મને બહુ જ વાંચવું ગમે છે પ્રમુખ સ્વામી વિશે જાણવું પણ મને ગમે છે તો હું એમાંનો એક પ્રસંગ તમને કહું જે અમારા ગામમાં પ્રમુખ સ્વામી મહારાજ આવેલા હતા તો ત્યાં બધા એમને હાર તોરા વિધિ ચાલતી હતી અને બધા હાર ફુલના હાર બનાવીને પહેરાવીને પહેરાવવા જતાં હતા તો મારો ભાઈ ત્યારે નાનો હતો સાવ તે નાનો પડતો હતો તો સ્ટેજ ઉપર પ્રમુખ સ્વામી મહારાજ બેઠેલા હતા તેમને હાર પહેરાવવા જવું હતું તો પ્રમુખ સ્વામી મહારાજ મારા ભાઈને સંચાલકોએ રોક્યો કે નહીં તું નહીં ત્યાં પહોંચી શકે તું નાનો પડે છે તું રહેવા દે એમ કરીને મારા ભાઈને રોકી દીધો એટલે મારા ભાઈને પછી પ્રમુખ સ્વામી મહારાજની નજર મારા ભાઈ ઉપર પડી પછી પ્રમુખ સ્વામી મહારાજે ખુદે જ બોલાવ્યો એમને કે ચાલ એમને આવવા દો એ બાળકને મનથી જ એને બહુ જ ઈચ્છા છે મને મળવાની અને મને હાર પહેરાવવાની તો એ મને પહેરાવી શકે છે આવ તુ બેટા એમ કરીને મારા ભાઈને પ્રમુખ સ્વામી મહારાજે સ્ટેજ પર બોલાવ્યો અને હાર પહેરાવ્યો તો પ્રમુખ સ્વામી મહારાજ છે તે નાનાં મોટાં બધાનો ખ્યાલ રાખે છે એમ કોઈને એને એવુ નથી કે કોઈ ઉંમરમાં નાનું છે કોઈ ઉંમરમાં મોટું છે કોઈ પૈસાથી નાનું છે કોઈ પૈસાથી મોટું છે એવું માનીશું તેમ તેને એવું તેનાં મનથી એવું કહે છે જ ને તેના મનથી બધાં એક જ સરખાં છે એમ એટલે તેને આ પરથી આપણને એવું શીખવા મળે અને જાણવા મળે કે આટલો આપણે ખ્યાલ રખાય કે કોઈ નાનું કે કોઈ મોટું હોતું જ નથી મનથી પણ લોકો સાચાં હોય છે અને

આટલું જાણવા મળ્યું છે અને આટલું શીખવાં મળ્યું છે એમ કે આપણાં સંસ્કાર આપણે જાળવી રખાય અને આપણે પુસ્તકો આગળ વાંચતું રહેવાય એમ